હેલો તમે માટેલ હોટલમાંથી વાત કરો છો હું નિકિતા ઠાકુર વાત કરું છું મેં હમણાં બે કલાક પહેલા જ તમારી હોટલમાંથી ચાર પીજ્જા અને બે પંજાબી થાળી ઓર્ડર કરાવી હતી અને મેં ગુગલ પે દ્વારા તમારી વેબસાઈટના ખાતામાં પૈસા આપી દીધા છે હા તો તમે મને જણાવશો કે પૈસા સફળતાપૂર્વક આવી ગયા છે કે નહીં કેમકે મારો જે નંબર બેંક સાથે લિંક હતો તે હવે બંધ થઈ ગયો છે તો તમે મેસેજ તો મોબાઈલમાં મેસેજ આવતા નથી અને પૈસા મારા ખાતામાંથી ઉપડી ગયા છે હા હા જમવાની વસ્તુ તો મારા સુધી પહોંચી ગઈ છે તો તમે મહેરબાની કરીને જલદીથી મને જણાવશો કે પૈસા જમા થયા છે કે નહીં હા હા હું નિકિતા ઠાકુર જ વાત કરું છું મારું નામ મળ્યું કે નઈ લીસ્ટમાં હા મેં એક હજાર જ રૂપિયા જમા થયેલા છે સારું સાહેબ જણાવવા માટે તમારો આભાર